હેલો ક્ષિતિજ રેસ્ટોરન્ટમાંથી બોલો છો મેં હમણાં જ ચાર પાંઉભાજી એક પંજાબી થાળી અને આઠ ગુજરાતી થાળીનો ઓડર આપ્યો હતો અને લગભગ એક કલાક ઉપર સમય થઈ ગયો છે પણ તેમ છતાંય ઓડર મને મળ્યો નથી તો હજી કેટલી વાર લાગશે અને એમાં બીજું શું ઇનકલુંડ તમે કરશો